હા મેં આ પ્રમાણેની એક યાત્રા કરી છે જેમાં મારો આખો આશય એમાં ટેક્નોલોજીના બાહ્ય જગતથી અલગ થવાનો હતો એને વિપસ્યના કહેવામાં આવે છે એ વિપસ્યના કરવામાં માટે હું મહેસાણાની પાસે એક જગ્યા છે ત્યાં ગયો હતો વિપસ્યના કરવા માટેનો મેઇન સૌથી મુખ્ય ઉદ્દેશ એ છે કે તમારે ત્યાં ફોન નહીં લઈ જવાનું ઘડિયાળ નહીં રાખવાની વાત નહીં કરવાનું અને મૌન વ્રત રાખીને તમારા કોઈ સગાસંબંધી ત્યાં કોઈ ના હોય અને એવી રીતે ભગવાનની પ્રાર્થના યોગા અને એ બધી વસ્તુ કરવાનું અને એ લોકો જે પ્રમાણેનું સમયપત્રક કે ટાઇમટેબલ તમને આપે એને ફોલો કરીને સાત દિવસ દસ દિવસ પંદર દિવસ પચ્ચીસ દિવસ એ પ્રમાણેનું એની અંદર કાર્યક્રમ હોય છે હું ત્યાં સાત દિવસ જ રોકાયો હતો એનાથી વધારે રોકાવાની મારામાં તાકાત નહોતી એટલે મેં સાત દિવસ પછી એ ક્વીટ કરી દીધું હતું હતું એટલે વિપસ્યના મારી એવી યાત્રા હતી જેમાં મે ટેક્નોલોજી બાહ્યથી અલગ થવાનું પ્રયત્ન કર્યો હતો